નવજાત શિશુ પ્રથમવાર જન્મ લે છે ત્યારે પહેલીવાર હોસ્પિટલ ઘર વગેરે જગ્યા પર નવજાત બાળક જન્મે છે ત્યારે તે એના માતાના ગર્ભાશયમાંથી બહાર કાઢવામાં આવે છે ત્યારે તે એના માતાને અ નવજાત શિશુ એ એક નળી સાથે જોડાયેલ હોય છે તેને અલગ પાડવામાં આવે છે તેથી તે પહેલાં એને પહેલાં એમને કરવામાં આવે છે પછી એવી રીતના જ અલગ અલગ નવજાતને એના જે કોઈ નવજાત શિશુ અ સિરિયસ મુવમેન્ટ ન હોય એને અલગ રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને બધા નવજાત બાળકને પહેલાં ચેક કરવામાં આવે છે તંદુરસ્ત છે કે નથી એ વસ્તુ કરવામાં આવે છે અને આ વસ્તુ પછી અને નવજાત બાળકને શરૂઆતમાં શરૂઆતમાં એની સ્કીન ઈન્ફેકશન થાય એ માટે કોઈને અડકવા ન દે નવ નવ નવજાત બાળકનો નહીં જન્મ્યું હોય તો તે તેને કોઈ કોઈ અ અ મા માતા પછી ન નર્સ વગેરે બે જ વ વ્યક્તિ તેડી શકે એવું પણ હોઈ શકે છે પછી નવજાત બાળકની છ મહિના વગેરે એટલે લાંબો સમય થાય તેમ તેમ એનું શરીર પણ સારું બતાતું જાય છે અને એ વધતું જાય છે તે પ્રમાણે એની પ્રક્રિયા અલગ અલગ હોય છે પછી એનામાં નવજાત બાળક માટે જન્મ્યું હોય તો તેઓને તેઓને ઉત્સવ મનાવામાં આવે છે માતા સાથે એના નવજાત બાળક જન્મ્યાં પહેલાં પણ ઉત્સવ મનાવવામાં આવે છે એના પછી પણ કરવામાં આવે છે અને આ વસ્તુ ઉત્સવમાં બાળકનું નામકરણ બી થાય છે વગેરે રીતે ક્રિયાઓ અલગ અલગ રીતે કરવામાં આવે છે અને બાળક જેમ જેમ મોટું થાય છે તેમ તેમ એનો ખોરાક પણ અલગ અલગ હોય છે અલગ અલગ બધા અલગ અલગ અલગ અલગ ખોરાક હોય છે કોઈ પ્રવાહી હોય છે જેમકે જેમકે છ કે સાત ઉપરના બાળકો હોય છે તો તેઓને રાબડી વગેરે કે રોટલીનો ભુક્કો કરીને વગેરે ખોરાક ખવડાવવામાં આવે છે દૂધ વગેરે કરવામાં આવે છે આથી તેઓને પાચન શક્તિ એટલે પચી જાય એ રીતે કરવામાં આવે છે અને તે જેમ જેમ એ મોટું થાય છે તેમ તેમ એને અલગ અલગ કઈ પ્રકારના ખોરાક ખવડાવવામાં આવે છે અને અને નવજાત બાળક નાનો હોય ત્યારે એને ઈન્ફેકશન વગેરે વગેરે રોગો થઈ શકે એ માટે એને અલગ રીતે અલગ અને કોઈ પથેટીક જગ્યાએ સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવે છે એને સારા કપડાં કોટનના કપડાં ગરમ પાણીમાં કે વગેરે રીતે લિક્વિડવાળા પાણીમાં બોળીને એને અલગ રીતે ધોઈને અલગ રીતે રાખવામાં આવે છે અને બધી જ વસ્તુઓ અલગ હોય છે અને અલગ રીતે કરવામાં આવે છે એને નવડાવવામાં આવતો હોય છે વગેરે રીતે અલગ અલગ પ્રક્રિયા કરવામાં આવે છે કોઈ એટલે બાળક નવજાત બાળકને જન્મ્યાં હોય તો તે તેને તેમને ખૂબ જ સારી રીતે ઉછેર કરવામાં આવે છે આ બધુ કારણે વિવિધ પ્રથાઓ પણ હોય છે એને બધાની બધા અલગ અલગ જાતની અલગ અલગ પ્રથાઓ હોય છે